રેડી કોઈ પણ વ્યક્તિને ગાયન શીખડાવવાનું આવે છે

હાથના એક્શન દ્વારા ચઢઉતર કઈ રીતે કરવાની એ બતાવવાનો છું પછી અને તેના ઉપર પણ

અને ખાસ કરીને કપાળનો ભાવ કપાળ ઉપરની એ જાણી કઈ રીતે લઈ આવાની ભાવ કઈ રીતે લઈ આવવાનો એ બતાવાનો આવે મોટાભાગે હાથના ઉપયોગ દ્વારા જ અથવા આંગળાના ઉપયોગ દ્વારા ગીતની જરૂરત અને ભાવ ભાવમાં ઘણી વાર બે હાથ પહોળા કરીનેય બતાવાનું આવે છે આ રીતે સામે વ્યક્તિને ગીત ગઝલ ભજન કે દુહો છંદ ચોપાઈ ગાયનની કોઈ પણ વસ્તુ હોય તો એને શક્ય હોય ત્યાં સુધી હાથના એક્શન દ્વારા બતાવામાં આવે છે